હલો હા પૂજાબેન બોલે હા પૂજાબેન અમે મજામાં અરે અમે જોયું કે તમે ઓલું કેવું તમારે વાડી હા હા કેરીની વાળી બનાવી તમે હાસ્તો અમારે જોઈતી હોય તો તમે દેશો એટલે મારે એમ નથી જોઈતી કંઈ કેરી જ ખાવા અમારે છે ને આખી આમ વીઘો જોઈએ છે તો તમારે કેટલા વીઘા છે હા તો એકવીસમાંથી પંદર વીઘા મળી શકે હા હા એટલે તમારી આખી વાડી જે એકવીસ વીઘામાં તમે કેરી વાવો છો તો પછી એમાં બીજું તો કાંઈ હોય નહીં હા તો મારે એવું જ જોઈએ છે હા પંદર વીઘા જોઈએ એક છોડવાના બે હજાર તો આપણે તો ફ્રેન્ડ છીએ આપણી માટે ના કંઈ વ્યાજબી રાખો તમે હા તો વાંધો નહીં ભાઈ આટલા આટલા મૂકે પંદર વીઘા લેવા છે તો કાંઈક તો વ્યાજબી હોય ને હમ હમ અને અમારે છે ને અત્યારે અમારે કેરી એવી જોઈએ છે કે આપણે એકદમ મીઠી લાગે અને સરસ આમ કેસર કેરી જેવી અને આપણે જો એક બે દિવસ સુધી રાખીએ ને કદાચ વેચવા માટે તોય બગડે નહીં એવી અને સુગંધ આવવી જોઈએ એ વન હમ હમ ઓકે ડન ડન ડન ડન ડન ડન ડન થેન્કયુ સો મચ બાય